નમસ્કાર હું તુષાર વાત કરી રહ્યો છું રાજકોટથી રાજકોટમાં હું જે બસ સ્ટેન્ડ છેને એની પાછળની બિલ્ડિંગમાં આરાધના સોસાયટીમાંથી વાત કરી રહ્યો છું હવે વાત એમ હતી કે મારે છેને રાજકોટથી જુનાગઢ પછી ગોંડલ અને બીજી બે ત્રણ જગ્યાઓ છે ત્યાં મારે ટેક્સીમાં જવું છે મારો ફ્રેન્ડ છે એ મુંબઈથી અહીંયાં આવી રહ્યા છે હવે એ લોકોને અહીંયાં મેં વાત કરી કે ભાઈ લોકલમાં તમારે ફરવું હોય તો અહીંયાં તો ખાસ કરીને આપણા રિક્ષાને છકડા ચાલતા હોય બરાબર એટલે મારો મ ફ્રેન્ડ મુંબઈથી આવે છે એટલે એને થોડું એવું છે કે ભાઈ ફોર વિહ્લરમાં કાર બારમાં થોડું જોઈએ છે એટલે મારે એવી રીતે તમારી પાસે કયો ઓપ્શન ઉપલબ્ધ છે એની માહિતી મારે જોઈતી હતી એટલે કાર હોય તો કાર અને એના કરતાં મોટી થોડી ગાડી હોય જેમાં વ્યવસ્થિત બેસી શકે એટલે વચ્ચે મેં કરાયું હતું એમણે કીધું કે મારી પાસે તો ભાઈ મારુતિ વાન છે ઇકો છે એ બધી ગાડી ઉપલબ્ધ છે હવે મારે એવું છેકે ભાઈ મારા ફ્રેન્ડને ઇકો અથવા મારુતિમાં નહીં ફાવે એટલે મારે થોડી વ્યવસ્થિત લગઝરી થોડી ગાડી હોયને એટલે જેમ કે સ્કોરપીઓ છે અથવા પછી ટૂંકમાં થોડી સારી સારી કંડિશનવાળી ગાડી હોય તો એમાં આપણે કરી શકીએ છીએ તો એમાં તમારી પાસે જો કોઈ ઓપ્શન હોય તો એ મને કો એટલે મારે અમુક જગ્યાઓ અહીંથી રાજકોટની આસપાસની અમુક જગ્યા છે પછી અહીંયાંથી ગોંડલ નજીક છે તો ગોંડલ છે પછી અહીંયાંથી જુનાગઢ છે અમુક જગ્યાઓ જે સારી સારી ફરવાલાયક સ્થળો ખરાને અહીંયાંથી એ બધા અમુક જગ્યાઓ જવી છે એટલે હવે મારે કેવું છેકે હું વારેવારે ટેક્સી સાધનો બદલું કે બસમાં જાઉં તો મને મજાય નહીં આવે ને પોસાય નહીં અને પોસાવા કરતાં પણ કેવું કે અટવાવું બહુ પડે એટલે એના કરતાં કાર અને એવું કંઈક હોય તો તમારી પાસે કયા કયા ઓપ્શન છે તો એ મને કહો એટલે એ પ્રમાણે મને ખબર આવે તમારી પાસે કઈ કઈ કાર છે અચ્છા ઓકે બરાબર હવે હું છેને તારીખની વાત કરુંને તો આજે આપણી બાવીસ તારીખ થઈ બરાબરને હવે મારો ફ્રેન્ડ જે છે એ સત્તાવીસ તારીખે આવે છે મારે ચાર પાંચ દિવસનું આખું છે એટલે એ પ્રમાણે મને કહોકે ભાઈ ચાર પાંચ દિવસમાં કઈ કઈ ગાડી તમારી પાસે છે હા હા એસી એસી એસી એસી એસી બુક કરાવાની હા એસી કાર તમારી પાસે કઈ કઈ ઉપલબ્ધ છે એ મને કહો એટલે એ પ્રમાણે હું તમારું આટલા દિવસનું બુકિંગ છે અને ભાડું શું થશે એ પણ મને થોડું હા એટલે અત્યારે હું નથી કહેતો મને જણાવજો એટલે ભાડું તમારું કેટલું છે પર ડે પ્રમાણે લેશો કે પર કિલોમી કિલોમીટર પ્રમાણે લેશો એ મને કેજો એટલે હું ઓ એવું વિચારું છે કે ભાઈ તમે જે પણ હોયને એ મને એક એક કાલે ક્યાં પરમ દિવસે બે દિવસમાંથી એક દિવસ કહી દો એટલે હું એ પ્રમાણે બુકિંગ કન્ફોર્મ રાખું એટલે મેં એક બે જગ્યા તપાસ કરી પણ મને સરખો જવાબ નહીં મળ્યો હવે તમારી જે કંપની છે એ વિશે મેં થોળું સાંભળ્યું કે આ ભાઈ ટ્રાવેલવાળા છે એ લોકો સારું કરે છેને સારી રીતે ભાવ પણ અને વ્યવસ્થિત એ લોકો પાસે બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે હા બરાબર છે તો ચાર પાંચ દિવસનું ફરવાનું હશે તો ચાર કે પાંચ દિવસે એ પછી આવે પછી નક્કી થશે એટલે એ પ્રમાણે તમારી સાથે ચર્ચા કરશું એમ જોવા જઈ તો તમે એક કામ કરો અત્યારે મને છેને પાંચ દિવસનું કો કે સત્તાવીસ તારીખથી ગણો એટલે અઠ્ઠાવીસ તારીખે સત્તાવીસ તારીખે આવે એટલે તે દિવસે થોળું અમે લોકો થોડા આરામ કરશું એટલે અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી બીજી એવું કંઈક ચાર કે પાંચ દિવસનું આપણે ગોઠવવાનું છે તો કેટલું તમારું ભાડું થશે તમે કિલોમીટર પ્રમાણે લેશો કે પછી દિવસ પ્રમાણે લેશો કે પછી કઈ રીતે એ બધું મને ડિટેલ થોડી મોકલો હા હા એ બસ ડેપો જે ખરુંને એની સામે આરાધના સોસાયટી છે એમાં એકસોને ચોત્રીસ નંબર છે આપણા બંગલાનો હા હા ભલે એ તો હું તમને એડ્રેસ પણ મોકલી આપીશ અને લોકેશન પણ મોકલી આપીશ એટલે એનો કોઈ પ્રશ્ન નથી તો તમે મને જણાવો કે ભાઈ કેટલા આવી રીતે ખર્ચો થાય ચાર પાંચ જગ્યાઓ અમે કીધું ને ગોંડલ છે પછી આપણું સાસણગીર છે પછી એ બધું અમુક જગ્યાઓ ઉપર જવાનું થશે પણ આપણે નક્કી કરશું એટલે ચાર પાંચ દિવસમાં કિલોમીટર એટલે તમે સમજો રોજનું આપણે એવું જ કરશું કે ભાઈ સાંજે છ સાત વાગે એટલે આપણે હોટલ પર કે એવું કંઈક જોઈને રોકાઈ જઈશું કારણ કે આપણે રાત્રે ટ્રાવેલિંગ નથી કરવું હા હા ઓકે સારું ત્યારે ધન્યવાદ ધન્યવાદ ઓકે મને જણાવો તમે આના પર હું તમને લોકેશન પણ મોકલી આપીશ અને તમે મને થોડું જે કાંઇ અંદાજિત જે તમારું જે મન માઇન્ડમાં ખર્ચો હોય એ મને થોડું વૉટ્સઅપ કરી દો બરાબરને ઓકે ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દોસ્ત